હા બોલો ના ના મને બિલકુલ જ ફરક નથી હું તો પેલ્લા ત્ર બે જ પેગ લેતી તી તો હવે મને ત્રણ પેગ લેવાની ઈચ્છા થાય છે મને તો બિલકુલ ફરક નથી તમે મને શું દવા આપી છે ને શું કર્યું છે મને કઈ જ સમજ પડતી નથી મારુ તો આ સંસાર તૂટી જવા માંડ્યો છે મારુ તો આખું જીવન બરબાદ થઈ જશે હું શું કરું હવે તમે મને

હાં પણ હવે મારું તો જીવન બરબાદ થઈ ગયું છે બેન શું કરું ડૉક્ટર સાહેબ હવે હમ હમ બસ મને કઈ પણ કરીને મારું આ વ્યસન છોડાવો મને મારું બહુ જ જીવન ખરાબ થઈ ગયું છે મારું

હં હં

ઓકે

સારું સારું થેન્કયુ